બોલો ને સાગર ટેલિકોમ હળવદ

કયો બોલો ને પોકો એમ એક્સ ફાઇવ પ્રો બરાબાર કંઈ વાંધો નહીં તો તમે હા હા તો એમાં એક એમાં ત્રણ મોડલ છે હા હા એક બ્લેક છે બ્લ્યુ છે અને ગોલ્ડન છે આમાં ત્રણ છે બરાબર અને એમાં પણ આ એક અ ચ ચાર જીબીમાં છે ચાર ચોંસઠમાં છે અને એક છ એકસો અઠ્યાવીસ છે બે છે છ જીબી રેમ છે અને એકસોને અઠ્યાવીસ ઇન્ટરનલ મેમરી છે આ બે મોડલ છે હા અ એમાં છ આપણે જો ચાર ચોંસઠમાં જોઇએ ને તો એમાં આ ફ્રન્ટ કેમેરો પચાસ મેગા પિક્સેલ છે અને પાછળનો એકસોને વીસ ની કેપેસિટી ઓકે અને પેલામાં છે એથી થોડોક વધારે છે એની ક્વોલેટી ક્લિઆરિટી સારી છે એ અને એમાં એક પોઇન્ટ બરાબર બ એ આ જો તમારે ચ ચાર ચોંસઠ લેવો હોય તો એ તમને સ સત્યાવીસ હજારમાં પડશે અને એકસો પેલો છ એકસો અઠ્યાવીસ લેવો હોય તો એ તમને બત્રીસ પાંત્રીસમાં તેત્રીસ સુધીમાં થઇ જશે તમારે શું હવે એના કરતાં જગદીશભાઈ બીજા પણ આપણી પાસે ઘણા બધા એવા મોબાઇલ છે અત્યારે વન પ્લસના પણ વન પ્લસનો છે પછી સેમસંગ કંપનીના છે ઘણા બધા મોડેલ અત્યારે જે ચાલે છે અત્યારે એક નવો વન પ્લસમાં એડિંગ છે એ પણ સારો છે પણ તોય તમારી આ છે તો તમે ચોક હા

ઓકે ઓકે આ તો જો એવું છે કે કારણ કે ગેરંટી વોરંટી ફોનમાં તો ન હોય પણ એક વર્ષની વોરંટી આપણે શૉપના અંડર થ્રુ આપીએ છીએ બરાબર હા બેટરીની વોરંટી હા બેટરીની એક વર્ષની આવે વોરંટી મોબાઇલની જ આખા મોબાઇલની વોરંટી હા હા તો તમે મને ક્યારે મળશો તમે સોપ ઉપર આવો છો કે સારું રવિવારે કંઈ વાંધો નહીં દસ વાગ્યા પછી આવજો ને એટલે આપણી સોપ બી ખુલી જાય બરાબર કંઈ વાંધો નહીં બરા કયા ગામથી વાત કરો તમે હળવદથી છો એમ કંઈ વાંધો નહીં તો અમે તમને હું આ નંબર ઉપર આ મોકલી દઉં છું બરાબર બધુય ડિટેલ્સ પછી તમે દ સોપ ઉપર આવો એટલે તમને એ પ્રમાણે એની અંદર જે મળતી વસ્તુઓ છે એના વિશે તમને જો એની સાથે તમને અત્યારે જો અ ચાર જી ચાર ચોંસઠ લેવા જાવ ને તો એની સાથે હેડફોન આવે છે બરાબર પેલા બ્લુટૂથવાળા વાયરવાળા આવે ને એ એ સાથે આવે અને છ અ છ એકસો અઠ્યાવીસમાં છે ને એરબડ્સ આવે છે બરાબર કંપની તરફથી જ મળે છે મોડલમાં પછી કોઈ બીજા મોબાઇલમાં એની સાથે હેન્ડ્ર્સ ફ્રી આવશે અને ચાર્જર ને એ બધી જે ફેસેલિટી છે એ બધી મળશે તમ બરાબર

કાંઈ કાંઈ વાંધો નહીં તો હું તમને છે ને આ નંબર ઉપર અ બધી માહિતી મોકલુ દઉં છું તમારે તમે સોપ ઉપર આવો ને ત્યારે તમને જોઇ લેજો મોડલ પહેલાં પસંદ આવે તો તમે લઇ લેજો અને તમારે જો ઓનલાઇન મગાવવું હોય તો એ અમે ઓનલાઇન પણ તમારા ઘરે પણ ડિલેવરી કરી શકીએ છે બરાબર કાંઈ વાંધો નહીં તો તમે ઓનલાઇન શું કહેવાય એક રવિવારના દિવસે આવી જાવ સવારે દસેક વાગે બરાબર ભલે ત્યારે